હું એવા પુસ્તક વાંચુ છું જેનાથી કંઇક મોટીવેશન મળે જેનાથી કંઇક આનંદ જીવન જીવવાની કલા હોય કઈ રીતે જીવન જીવવું સારું જીવન જીવનમાં શું કરવું જોએ શું નહીં કરવું જોઈએ સારું જીવન જીવવા માટે કયા મંત્રો સે એવું કોઈ ખરાબ કામ નહીં કરવાનું એવા પુસ્તકો વધારે મને ગમે છે જેને આપણે જીવન જીવાની કલા શીખવાડે એ એમાંથી એવું શીખવા મળે કે આપણે જિંદગીમાં શું કરીએ છીએ શું નહીં કઈ રીતે કરવું જોઈએ બધુંય એ પુસ્તક વાંચવા મને ગમે છે